હા મેં જ્યારે નાનો હતો લગભગ પાંચમા છઠ્ઠા ધોરણમાં ત્યારે મેં પેંટિંગ માટે બીન પરંપરાગત સામગ્રીનો ઉપયોગ ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે એમાં હતું એમ કે મારી ઇન્ટરમિડીએટ ડ્રોઈંગ કોમ્પિટિશન હતી વડોદરા ખાતે વડોદરામાં જ હું ભણતો જેનિલ સ્કૂલ ખાતે ત્યાંથી એ અમારી કોમ્પિટિશન યોજવામાં આવી હતી કોમ્ બીજી જગ્યાએ ત્યાં હું ગયો હતો જ્યાં કોમ્પિટિશન હતી ત્યાં જઈને મેં જાણ થઈ કે મેં શું કહેવાય કલર પેંટિંગ કરવાની સામગ્રી હું ભૂલી ગયો છું ઘરે ત્યારે મેં વિચારમાં પડી ગયો કે હવે હું શું કરીશ હવે મારાથી પેંટિંગ થશે કે નહીં કેવી રીતે કરીશ પેંટિંગનો સામાન તો હું ઘરે ભૂલી ગયો છું ત્યારે મેં ખૂબ વિચાર કર્યો ખૂબ વિચાર પ્રયાસ કર્યો ત્યારે એ મને આઇડિયા આવ્યો કે પેન્ટ બ્રશથી તો ઘણાય પેંટિંગ કરે આપણે કંઈક નવી પદ્ધતિ ટ્રાય કરીએ એટલે મને મનમાં વિચાર આવ્યો કે આપણે હાથથી જ એટલે કે આપણા હાથના આંગળાઓથી જ પેંટિંગ કરીએ તો અમુક નવું નવો આઇડિયા ઇનોવેટિવ થાય અને પેન્ટ થોડું અલગ દેખાય પેન્ટ બ્રશથી કરે એના કરતાં પણ થોડું ઇનોવેટિવ લાગે નવા પ્રકારનું લાગે તો હતું એવું કે અમને એક ડ્રોઈંગ આપવામાં આવ્યું તો થ્રીડી એટલે કે માનીલોને એક ડોલ છે એમાં પીંછી છે ડો ડબલું છે એક પોતું છે તો એ એક ટેબલ પર મૂકી દેવામાં આવ્યું લાઈવ દૃશ્યો હતા તેને તમારે જોઈને ડ્રો પેપરમાં ડ્રોઈંગ કરવાનું હતું તો મેં સૌપ્રથમ તો ડોલ ડોલ હતી એમાં એની આઉટલાઇન દો આઉટલાઇનમાં આંગળીમાં બોળી બોળીને ટીપાં પાડી દીધું ડોલ થઈ ગઈ ડોલમાંથી જે પછી જે અંદરની સામગ્રી હતી પીંછી છે ડબલું છે એવી કરીને અલગ અલગ સામગ્રી ડ્રોઈંગ સામગ્રી મેં દોરી કાગળમાં એ પૂર્ણ થયા બાદ મેં જે એટલે કે જે થ્રીડી લાગવું જોઈતું તું થોડી ઇફેક્ટ આવી જોઈતી હતી એવી કરીને થોડું એકસ્ટ્રાઓર્ડિનરી માટે મેં અલગ અલગ અમુક બે ત્રણ કલરનું મિશ્રણ કરીને થોડું ડિઝાઇન પડતું જેવું અંગૂઠાથી છાપ પાડી જાણે કે ફૂલ છે આમ પાછળ આમ કુદરતી દૃશ્ય જેવું બનાવી દીધું તેમાં મેં એવું દેખાડવાનું પ્રયત્ન કર્યો કે પાછળ આમ કુદરતી દૃશ્ય છે એમાં વચ્ચે મેં કોમ્પિટિશન માટે બેઠા છે બધા વિદ્યાર્થીઓને અમને ટાસ્ક આપવામાં આવ્યું છે કે તમને આ જે વસ્તુ મૂકી છે એ પણ અને પાછળ જે લાઈવ દૃશ્ય દેખાય એ પણ તમે તમારે ડ્રોઈંગ કરવાનું આ કોમ્પિટિશન પૂર્ણ થયા બાદ તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું એક બે દિવસ પછી ત્યારે મને સ્કૂલમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયું અને તેનું મને ઈનામ આપવામાં આવ્યું ભેટ આપવામાં આવી ત્યારે મને મનમાં એવો વિચાર આવ્યો આઇડિયા આવ્યો કે ભલે આપણી પાસે પેન્ટ પેન્ટ કરવાં માટે બ્રશ પેન્સિલ પેન્સિલ કલર ઇત્યાદિ વસ્તુ ના હોય પણ આપણે જે શું કહેવાય આપણે બીજી પણ કલા છે એને એને બી આપણે બહાર પ્રદર્શિત કરી શકીએ ઉદાહરણ તરીકે આ હમણાં જે હું બોલ્યો એ આંગ આંગળાથી હાથ હાથથી પેંટિંગ કરવાની નું આમ કોક કોઈને એવું લાગે કે નવું આઇડિયા શું કહેવાય ઉત્પન્ન થયો છે કે આનાથી બી સાધન સામગ્રી વગર પણ માણસ પેંટિંગ કરી શકે છે અલગ પ્રદર્શિત કરી શકે છે કે ના હું ભલે મારી જોડે આ સાધન સામગ્રી નથી તોય હું પેંટિંગ તો કરીશ જ એનાથી તમને એક પ્રકારનું પ્રોત્સાહન મળે કે ના આઈ કેન આઈ વિલ એન્ડ આઈ કેન એટલે કે હું આ કરીશ અને કરીને જ બતાવીશ તો આપણને આપણું ધાર્યું પરિણામ મળે અને સર્જનાત્મક પ્રક્રિયા અને આર્ટ વર્કમાં તો મને પહેલાંથી જ રુચિ હતી તો એમાં એક સ્કૂલ ખાતે સ્કૂલમાં જ કોમ્પિટિશન યોજાવા આ યોજવામાં આવી હતી એમાં એવું હતું એક હોલ હતો મોટો મોટો હોલ હતો જેમાં ઘણા વિદ્યાર્થીઓ સમાવી શકે એમાં ડ્રોઈંગ કોમ્પિટિશન હતી એમાં એક કોઈ પણ વિષય આપ્યો હતો એના વિષે અમારે ડ્રોઈંગ કરવાનું હતું તે એમાં એમાં પણ સેમ જ સેમ જ રીતે કલ પીંછી બ્રશ બધું જ મારી જોડે હતું પણ મેં આમ થોડુંક થોડુંક થોડુંક વધારે બી નહીં અને થોડુંક બી નહીં આમ કહેવાયને અડધું અડધું ફિફ્ટી ફિફ્ટી પરસેન્ટ એ રીતે મેં થોડુંક આમ આછી ડા જે કહેવાયને બોર્ડર લાઇન આછી આછું ડ્રોઈંગ એવું પેન્સિલથી પેન્સિલથી ડ્રો કર્યું આઉટલાઇન ડ્રો કરી એવી રીતે પછી મેં ધીરે ધીરે આંગળી આંગળી બોળી બોળીને પેન્ટ પેન્ટ કરીને એ ડ્રોઈંગ પૂરું પૂર્ણ કર્યું પછી ડિઝાઇન આપી દીધી નામ લખીને કોમ્પિટિશન પૂરી થઈ એમાં મારો નંબર ન આવી શક્યો પણ મને એક તો શું કહેવાય એકપિરિયન્સ જેવું ટૂંકમાં નાનું એક્સપિરિયન્સ જેવું મળી ગયું કે તમારી જોડે કાંઈ સાધન સામગ્રી કે ચાલોને પેન્ટ બ્રશ કે પીંછી ના હોય પણ તોય તમે બીનપરંપરાગત રીતે સામગ્રીનો ઉપયોગ કરી શકો છો તમારી કલા દ્વારા પ્લસ બીજું પર્યાવરણ વિશે વલ્ડ એટલે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે એના વિષે પણ ડ્રોઈંગ અમારે દો દો દોરવાનું હતું એમાં સિલેક્શન પ્રક્રિયા હતી કે સિલેક્ટેડ વિદ્યાર્થીઓ જ ડ્રોઈંગ કરીને આગળ રિપ્રેઝંટ કરે શાળાને તો અમે શાળાના ત્રણ વિદ્યાર્થીઓ હતા એમને ડ્રોઈંગ વિષે બ ડ્રોઇંગનો વિષય હતો પાણી બચાવો પાણી બચાવો વૃક્ષો વાવો પાણી બચાવો એવો કરીને વિષય હતો નામ મને પૂરતું યાદ નથી પણ એના રિલેટેડ હું તમને કહું જ્યારે મેં ડ્રોઈંગ કરતો હતો આમાં એવું હતું કે કોમ્પિટિશન શાળા દ્વારા જ હતી અને એમાં શું કહેવાય તમને એક દિવસનો ટાઈમ આપ્યો કે તમે આ એક દિવસમાં તમે ગમે તે કરો બીજા દિવસે કોમ્પિટિશનમાં આ ઉતારવામાં આવશે જાણકારી આપી બીજા દિવસે કોમ્પિટિશનમાં પહેલાં તો મેં કાગળ લઈને હા મેં બેસી જ રહ્યો કે હું શું કરું હુ કરું કેવી રીતે કરું પછી મને આઇડિયા આવ્યો કે હું હું આ રીતે આ કરી શકીશ પછી મેં ડ્રોઈંગ કર્યું પછી જે પણ અલગ શું કહેવાય એકસ્ટ્રાઓર્ડિનરી કહેવાયને ડિઝાઇન કરી પછી એને એમ શું કહેવાય રિઝલ્ટ આપણા તરફ આકર્ષિત કરવા માટે હું એક ખૂબ પ્રયત્ન કર્યા બીનપરંપરાગત રીતે આમાં મારો ખૂબ જ આમ એક્સપિરિયન્સ કહેવાયને એ ખૂબ જ સારો રહ્યો બીનપરંપરાગત રીતે પણ અને પરંપરાગત રીતે પણ પરંપરાગત રીતેમાં પણ મારું ખાસું એકપિરિયન્સ અને મને પહેલાંથી જ રુચિ ચિત્ર દોરવામાં ખૂબ રુચિ હતી મેં ઘણા ઓઇલ પેંટિંગ પણ કર્યા છે જેમ આ કેનવાસ કેનવાસના બોર્ડ ઉપર હોયને એવા તેમાં મેં એક શું કહેવાય આમ કુદરતી દૃશ્ય ડ્રોઈંગ કરેલું અમને એના માટે લોથલ લઈ ગયા હતા લોથલ આપણા જે શું કહેવાય પુરાતત્વ વિભાગનું નગર આવેને ત્યાં અત્યારે સં અત્યારે શું કહેવાય એ સાવ નષ્ટ થઈ ગયું છે ત્યાં જઈને અમારે પેંટિંગ કરવાનું હતું લાઈવ તમને જે દૃશ્ય દેખાય એ તમારે ડ્રોઈંગ કરવાના હતા એમાં પણ તમારે શું કહેવાય તમારે જે રીતે કરવું હોય એ રીતે અમે કર્યું ત્યાર એમાં પણ શું કહેવાય મારો ત્રીજો નંબર આવ્યો તે રીતે મારો ઘણો સારો એક્સપિરિયન્સ રહ્યો પેંટિંગમાં બીનપરંપરાગત રીતે